ગુજરાતી ભાષા પર વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓનો પ્રભાવ પડ્યો છે કેટલાક મુખ્ય પ્રભાવશિલા છે એક અરબીક અને પર્શિયન ઇસ્લામિક શાસન અને વેપાર દ્વારા ગુજરાત પર આ ભાષાઓનો પ્રભાવ પડ્યો જેમાં અનેક શબ્દો ગુજરાતી ભાષામાં સામેલ થયા છે જેમ કે અલમાર પુસ્તક અને દસ્તાવેજ બે પોર્ટુગીઝ સોળમી સદીમાં પોર્ટુગીઝોએ ગુજરાતમાં વ્યાપારિક અને સામાજિક સંકળાણ કર્યું જેનાં પરિણામે કેટલાક પોર્ટુગીઝ શબ્દો અને પ્રથાઓ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિમાં પ્રવેશ્યાં ત્રણ અંગ્રેજી બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજી ભાષાની અસરનો પ્રભાવ ઘણો રહ્યો છે અંગ્રેજી ભાષાના શબ્દો સંસ્કૃતિ અને શિક્ષણ પદ્ધતિઓ ગુજરાતી ભાષા અને સમાજમાં સામેલ થઈ ગઈ છે ચાર હિન્દી અને સંસ્કૃત ગુજરાતી ભાષાની મૂળ ભાષાઓ તરીકે હિન્દી અને સંસ્કૃતનો પ્રભાવ પણ દેખાય છે જેમાં ઘણા શબ્દો અને વ્યાકરણનાં તત્ત્વો પ્રવેશ્યાં છે આ પ્રભાવોને કારણે ગુજરાતી ભાષા અવિરત રીતે વિકસિત અને સંવર્ધિત થાય છે